હલ્લો હૂ ઇસ ધિસ હા તમે કોણ હા બોલો ભાઈ હમણાં દિવાળી આપણે રક્ષાબંધનની એ બધી રજા ગઈ ત્યારે જઈ આવવાનું હતું ને હમણાં હું જવું તમને ખબર છે ને યુનિટ ટેસ્ટ ચાલ્યા કરે છે એક્જામ આવવાની છે ભાઈ હવે ખબર છે ને આ પેપરવાળું કેટલું સિરિયસ છે ભઈ પોયરાના ભણતર પર ધ્યાન આપવું પડે કે નહીં પણ ઓકે ઓકે ઓકે ચાલો કાઈ નહીં હવે આવું એટલે પછી કઈ નહીં ઓકે ચાલો હું રજા સેન્સન કરી દઉં છું પણ એનું જે કાઈ બી હોમવર્ક આ જે ટેસ્ટના બધા જે કાંઈ બી ક્વેશન કે પેપર હોય તે બધું જ કે તેના ટીચર સાથે વાત કરીને એકવાર કલેક્ટ કરી લેજો ને પાછું એ ના પાડી દેજો હો ને એ રીતના ઓકે ચાલો